ટેલર બોલો હું બોલું સ્કૂલમાંથી ટીચર બોલું છું યુનિફોર્મ નાખ્યા હતા બધા તૈયાર થઈ ગયા તો કેટલા દિવસ લાગશે હા સ્કૂલ ચાલુ થઈ ગઈ છે છોકરા યુનિફોર્મ વગર આવે છે તો તમે થોડી તૈયાર વધારે મહેનત બીજાને બેસાડો ને જલ્દી તૈયાર

સારું પણ હવે બહુ વાર ના કરતા હોં આ છોકરાના તમે રિસીપ્ટ આપી છે એમાં તમે પંદર દિવસનો ટાઈમ આપ્યો તો એટલે હવે મેં તમને ફોન કર્યો

હાં ચલો હોં ઓકે